ગુજરાત ટૂરિઝમે ખૂબ સારા રસ્તાઓ બનાવ્યાં છે રાજ્યમાં ફરવાં માટે ધાર્મિક સ્થળોએ જવાં માટે અને હિલ સ્ટેશન ઉપર જવાં માટે અને ધાર્મિક સ્થાનોમાં પાવાગઢ છે ગિરનાર છે ત્યાં રોપ વેની વ્યવસ્થા કરી છે પછી બધે રફ રોડ હતા બહું સારા રસ્તા પહેલાં નહોતાં હવે બધા નેશનલ હાઇ વે બનાવ્યા છે અને પોતાનું વાહન લઈ ને પણ જઈ શકીએ છેક હિલ ઉપર ચડી શકીએ એવાં સુંદર વળાંકવાળા રસ્તાઓની વ્યવસ્થા કરી છે પછી ધાર્મિક સ્થાનોએ બધે પહોંચવાં માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને લાંબા રને જવા માટે મોટી બસો જઈ શકે એવા મોટા રસ્તાઓ બાંધ્યા છે અને સરકાર પ્રવાસને વિકસાવવા માટે ખૂબ પ્રયત્નો કરે છે સરદાર સરોવર જવાં પહેલાં તો બહું રસ્તા હતા નહીં સારા એટલે હવે ત્યાં છેક સુધી ટ્રેન અને બસોની વ્યવસ્થા કરી છે એટલે રાજ્યમાં ફરવાં માટે પ્રવાસન નિગમને વિકસાવવાં માટે ગવર્મેન્ટ બહું પ્રયત્નશીલ છે અને લોકો પણ બધાંનો ઉપયોગ સારી રીતે કરે છે અને રાજ્યમાં ફરવાં માટે બને એટલી સુવિધાઓ આપવાં સરકાર પ્રયત્ન કરે છે કે રસ્તા સારામાં સારા રાખે એટલે લોકોને જવાનું મન થાય અને પ્રવાસન બહારથી પણ લોકો પ્રવાસ માટે આવવાં પ્રેરાય છે એટલે રાજ્યમાં આવી રીતે ખૂબ પ્રગતિ કરી છે